ગુજરાતમાં દસમા પછી અગિયાર અને બાર એ બે હાયર સેકન્ડરીના ધોરણો પછી કોલેજમાં એડમિશન મળે છે એટલે ગુજરાતમાં દસ વત્તા બેની શિક્ષણ પદ્ધતિ અમલમાં છે દસમું ધોરણ પૂરું થયા પછી વિધાર્થીએ નક્કી કરવાનું હોય છે કે સાયન્સ કોમર્સ કે આર્ટ્સ કઈ સ્ટ્રીમમાં ભણવું અગિયાર અને બાર ધોરણ હાયર સેકન્ડરીના એ સાયન્સ કોમર્સ આર્ટ્સ ત્રણેય સ્ટ્રીમમાં ભણી શકાય છે વિદ્યાર્થીએ ત્રણમાંથી કોઈપણ એક સ્ટ્રીમ પસંદ કરવાની હોય છે આ ઉપરાંત દસમા પછી વિધાર્થી ડિપ્લોમા પણ પસંદ કરી શકે છે જે લોકોને એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીમાં જ રસ હોય તે દસમા પછી સીધો ડિપ્લોમામાં પ્રવેશ લઈ શકે છે અને ડિપ્લોમામાં સારા ગુણ મેળવી અને પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ એનું એને પ્રવેશ મળી શકતો હોય છે જે લોકો અગિયાર અને બાર સાયન્સ પસંદ કરે છે તે લોકોએ એ અથવા બી ગ્રુપ પસંદ કરવું પડે છે એ ગ્રૂપમાં મેથ્સ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી આવે છે જ્યારે બી ગ્રૂપમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી હોય છે જે લોકો એન્જિનિયર બનવા માંગતા હોય એ લોકો એ ગ્રુપ પસંદ કરતાં હોય છે જ્યારે જે લોકો ડૉક્ટર બનવા માંગતા હોય એ લોકો સામન્ય રીતે બી ગ્રુપ પસંદ કરતાં હોય છે